જી જી નમસ્કાર આજે કેકની શું જરૂરત છે અમારી પાસે ઘણી સ્વાદીસ્ટ કેકો છે તમારે કયા પ્રકારની કેક જોઈએ છે ઠીક છે હમારી પાસે ઘણી સ્વાદીસ્ટ ચોકલેટ કેક છે તમારે કયા સાઇઝની કેક જોઈએ છે સારું સારું અમારી પાસે મીડિયમ સાઇઝની ચોકલેટ કેક છે સારું સારું થઇ જસે અમે તમને કેક હોમડિલિવરી કરી દઇશું તમે તમારું એડ્રેસ અમને લખાવી દેજો

સારું સારું ધન્યવાદ ઓકે સારું સારું ધન્યવાદ